અમારા વિસ્તારની અંદર જે હાલમાં નવા નિયમો લાગુ પાડવામાં આવ્યા છે કે જેમા જે સ્ટ્રીટ લાઇટ હતી તે અત્યાર સુધી તો નકામી નઠ પડી રહેલી હતી પણ હવે હવે એ ચાલું થઈ ગઈ છે એની સાથે સાથે સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે એમાં તમને જોઈ લે જો ઓવરસ્પીડ જતા એટલે જો વધુ ગતિમાં તમે નીકળ્યા તરત જ તમારો ફોટો પાડશે અને ચલણ તમારા ઘરે આવી જશે હું જ્યાં સુધી એ વાત સમજું છું કે વધુ પડતી ઝડપ એ તમને અને તમારી સાથે આ બેસનાર અને રસ્તા પર સમાન્ય લોકો જે બીજા ચાલી રહ્યા છે ગાડી ચલાવી રહ્યા તે લોકોના માટે નુકસાનકારક છે પણ કેટલા હદ સુધી થોડી ઝડપ તો મળવી જોઈએ ને વીસની ત્રીસની ઝડપ પર ગાડી ચલાવવી એ કંટાળાજનક લાગે છે જો હું પોતે ઇચ્છું તો સાઠની સુધીની ઝડપ તો હું સામાન્ય રસ્તાઓ પર નહીં પરંતુ જે થોડા મોટા ધોરી માર્ગો જેવા રસ્તાઓ ખરા ત્યા હું આપી શકું કે ભાઈ ચલાવો વાંધો નહીં મોટા રસ્તા છે તો શું કામ નહીં ચલાવે ઝડપથી અને જ્યાં સુધી વાત છે રેલગાડીઓને બસની ભીડમાં થતી થાય તેની તો જે અમારો રેલવે સ્ટેશન એરિયા ખરો ત્યાં ટ્રેન તો નથી પણ જે બસની જે મગજમારીઓ જે ખરી એ ખૂબ જ માથા માથામાં દુઃખાવો આપનારી છે ત્યાં એટલી બસો આવે વાર ફરતી વાર ફરતી અને અલગ વિસ્તારોમાં જતી કે એક સમય તો તમે કહી ને ઉઠો કે ભાઈ અહીંયાથી પહેલાં નીકળ પછી હું બસ ગાડી બાઈક કે સાઇકલ પર જતો રહેવા પણ અહીંયાથી મારે નીકળવું છે ઘણી વખત લોકો એટલા કંટાળી જાય આ બસનાં ને એ બધાનાં ચક્કરમાં કે પછી એ લોકો છોડી દે છે કે નથી કરવું જા પછી એ લોકો પોતાની ગાડીમાંથી જ વાહન વ્યવહાર કરશે જે ખોટું નથી પણ પ્રદૂષણ તો એનાથી વધે જ છે ને થોડું ઘણું જો હું ઇચ્છું તો એ પણ ખરું કે જે દૂરના ને પછાતના વિસ્તારો ખરા ત્યાં સામાન્ય રીતે જેટલી બસો આવે તેનાં કરતાં થોડી વધુ અને થોડા ઓછા સમયાંતરે આવે કારણકે એનાં લીધે ઘણાં બધા લોકોને મુશ્કેલીઓ થતી હોય છે કે એક બસ છૂટી ગયાં તો બીજી બસ એક કલાકે બે કલાકે ક્યારે આવે કોઈને ખબર નથી એનો નિકાલ જો આવી જાય તો ખૂબ જ સરળ થઈ જાય બધાની જિંદગી